આજના સમયમાં બાળકો તેમજ યુવાનો ખૂબ જ વધારે પડતો મોબાઈલનો અને સ્ક્રીન ચાલુ રાખવાનો ટાઈમનો વેસ્ટ કરે છે અને ખૂબ જ સમય બગાડી રહ્યા છે મોબાઈલમાં તેમજ મોબાઇલમાં તેઓ ખૂબ જ ગેમ રમે છે તેમજ અન્ય વધુ પડતા અલગ અલગ પ્રકારના જે ખરાબ ખરાબ વિડીયો છે તેઓ જોતાં રહે છે અને પોતાની અલગ અલગ રીતના અલગ અલગ એપ્સનો ઉપયોગ કરીને તેઓ ખૂબ જ સમય વેડફે છે જોકે એ મોબાઈલમાં સારી સારી વસ્તુઓ પણ આવે છે જેમકે સારા સારા પુસ્તકો વાંચવામાં આવે છે જેમકે સારા સારા વિડીયો પણ આવે છે જેમકે સારા સારા રિસ રિસર્ચ પણ મોબાઈલમાં કરી શકાય છે પણ બાળકો ગેમ રમવામાં ખરાબ વિડીયો જોવામાં ખરાબ પિચરો જોવામાં ખરાબ ફોટાઓ જોવામાં ખરાબ ખરાબ વસ્તુઓ વાંચવામાં ખૂબ જ સમય વેડફે છે તેમથી બાળકોને રમવાની પ્રેરણા આપવા માટે તેઓને મોબાઈલનો સીમિત સમય નક્કી કરવો જોઈએ જેમકે એક બાળકને જેમકે ધારોકે એ બાળકને એક કલાકથી વધારે સમય ન આપવો જોઈએ મોબાઈલ પાછળ અને તેઓએ પોતાના બાહ્ય રીતના અને શારીરિક શરીરનો પણ વિકાસ કરવો જોઈએ જેમકે પહેલાનો સમયમાં બાળકો ખેલ કુદ કરતા હતા દોડધામ કરતાં હતા તે સમયે સારું હતું પણ અત્યારના બાળકો ખૂબ જ મોબાઈલની પાછળ ઘેલા થઈ જેમકે ખૂબ જ વધારે વિડીયો ગેમ્સ રમે છે અલગ અલગ પ્રકારની ગેમ્સો રમે છે પીસીમાં મોબાઈલ્સ રમે છે વધુ પડતા સ્ક્રીન ટાઈમ કરવાથી તેમના મગજમાં ખૂબ જ ખરાબ રીતના અસર થઈ શકે છે અને તેમની આંખો પણ ડેમેજ થઈ શકે છે તેમજ આંખની અંદરની કીકીને પણ અસર થઈ શકે છે તેઓ આજકાલના બાળકોને ખૂબ જ વધારે અસર થાય છે જેમકે વધારે પડતા બાળકોને ચશ્મા આવી ગયા છે તેમજ અલગ અલગ પ્રકારની ખૂબ જ આડ અસરો જોવા મળે છે તે બાળકોને ઓછામાં ઓછો સમય ફોનને આપવો જોએ જેમકે એક કલાક બે કલાક વધી વધીને તૈણ કલાક ચાલી શકે તેમજ એના માટે પગલાં ભરવા જોઈએ